હા મેં ઓનલાઇન જેકેટનો ઓડર આપ્યો છે પરંતુ જ્યારે મેં જેકેટનો ઓડર આપ્યો હતો ત્યારે મારે જે કલર જોઈતો હતો તે નહોતો અને ઓડર આપ્યા પછી બીજા દિવસે મેં તપાસ કરી તો મને ગમતો કલર હતો તેથી મારું મન બદલાઈ ગયું અને હું હવે આ ઓડરને રદ કરવા માંગું છું ઓડર રદ કરવા માટે જે મેં અરજી કરી હતી તેના ઉપર જઈને મારો ઓડર હું રદ કરી દઈશ